હાલો હા ટાઈટેનિક શોરૂમમાંથી બોલો ઠીક હં હં અરે હું તમને શું કહું મેં ટાઈટેનિક ઘડિયાળ જોઈ હતી આપણે એમેઝોનમાં હુ ંકહું આ સ્ટોર તો અમારી બાજુમાં જ આવ્યો અહીંથી હીરા બાગથી ચાલીએ તો થોડોક નજીક જ છે ટાઈટનનો શો રૂમ તો એમાં ટાઈટનની ઘડિયાળ મારે લેવી છે બરાબર તો અઠ્ઠાવીસસો રૂપિયા છે ને એમાં મેં જ્યારે ક્લિક કર્યું ને તો એમાં ડિસ્કાઉન્ટ છે ને એ કપાતું નથી એમ કે જે એ કિંમત બતાવે ને એ કિંમત તો આવતી નથી તો એ મારે શું કરવાનું મને એ ભાવે મળી જશે કે હાવ હા આપણે એ હાથમાં બાંધવાની ઘડિયાળ નથી આવતી એ ટાઇટન હા હા હા હા એની જ હું વાત કરું ઓલું નંબરિયા ના દેખાય ને ડાયરેક આ ફોન જેવી આવે સ્માર્ટ હા હા એની જ હું વાત કરું છું એ મેં છે ને ફોનમાં જોયું બરાબર એમેઝોનમાં તો એમાં ડિસ્કાઉન્ટ જે બતાવે ને એ તો ભાવ છે નહીં ને એમાં ડિસ્કાઉન્ટ કાંઈ કપાતું નથી ક્લિક કર્યું તો તો હવે મારે શું કરવું હું કહું આ તો લૂંટવા જ બેઠાં લાગે કંપનીવાળા હં હં હા તે એ આપણે એ ભાવે એ ભાવે આપણે શો રૂમમાં મળી જાય તો હું ના આવું એમ કે તો ટાઇટનનો શો રૂ ગમે તે શોરૂમમાં મળી જાય હં હં હા તે તમે ચેકઆઉટ એટલે હું કહું સેક કર્યું હતું ને તો હું કહું આમાં તો ડિસ્કાઉન્ટ તો કાંઈ આવતું નથી હું કહું ફોન કરી જોઉં એને હેલ્પલાઈન નંબર હતા તમારા તો શું ફોન કર્યો હું કહું જ્યાં જાય ત્યાં સાચું હા હા હા તે તમે મને કહેજો બરાબર હું પાછો ફોન કરી નહીંતર તમે મને મેસેજ કરી દેજો આ નંબર ઉપર ઓકે હા હા હા તે સારું